હા જી તમને ઓકે ઓકે મેડમ કયારથી છે તમને તાવ ઓકે સાથે બીજું કંઈ પેટમાં દુઃખે કે એવું કંઈ શરદી શરદી ખાંસી પણ છે બરાબર શું કે તમે વરસાદનાં સીઝન ચાલે છે કંઇક વરસાદમાં પલળ્યા છો કે કંઇક કેવી રીતે થઈ બરાબર તો પણ એટલે રેઇનકોટ પહેરતા હશો હમણાં આ ઠંડા પાણીએ નહાઓ છો એવું કંઈ

બરાબર છે ગાડી કે કંઈ એટલે તમારા વર્કિંગ પ્લેસ કે સ્કૂલ કોલેજ એમાં પણ જતા હોય તો થોડું માથા પર બાંધીને ને એમ તેમ જવાનું ચાલું રાખજો એ કાનમાં ને શરીરમાં થોડું પવનનો વેગ નહીં લાગે એટલા માટે કાં તો કારમાં જતા હોય તો વિન્ડો બંધ રાખજો હા હા હા એટલે આ એલર્જીની કહેવાય શરદી ખાંસી એટલે શિટરોઝન અને આમ પેરાસીટામોલ કે એવું લો તો તમે ચાલે એવું છે હં બરાબર છે આ ખાવાનું તમારું બહારનું ખાવાનું હમણાં અવોઇડ કરજો અને દૂધવાળી આઈટમ કે આઈસ્ક્રીમ અત્યારે અવોઇડ કરજો બડ્ડે પાર્ટી કે એવું હોય છતાં પણ તમે ગળ્યું અને ઠંડુ એવોઈડ કરજો બસ આરામ લો ધોયેલા એટલે થોડા પણ ભીનાં કપડાં ન હોય એવાં કપડાં પહેરજો હા બસ વાતાવરણમાં રહેશો એટલે જલદી સારા થઈ જશો હમ હં અને બે દિવસ પછી પાછું એક વખત મને મળી જજો હા થેન્ક્યુ